હા બોલો હા બોલો હું બૅન્કમાંથી બોલું

શું કારણ ડિલીટ કરાવવાનો તમને કંઈ તકલીફ ખરી બંધ તો બંધ કરાવવાનો કારણ તો હશે ને

બરાબર હા તો હું કોમ્પુટર પર જોઈ લઉં હા તમારું નામ બોલો સનોવર જન્મ તારીખ ચોવીસ અગિયાર બે હજાર સાત રહેવાનું ગામ અચ્છ બસેરા સોસાયટી મસ્જીદની પાસે હળગુડ હા તો બંધ જ કરાવી દેવું છે એમ હજુ વિચારી લો એક બે વખત બૅન્કમાં કંઈ પૈસા બૈસા છે નહીં ન અચ્છા હા

હં હં તો હવે ક્લોઝ જ કરવું છે ને ડિલેટ કર દઉં છું અચ્છા ચલો હં